કોઈપણ દેશની ભાષા માતૃભાષા એ એના માટે દેશ માટે મહત્ત્વનું પરિબળ હોય છે ગુજરાતી ભાષાની જાળવણી અને પ્રચાર માટે ખૂબ પ્રયત્ન થયા છે એના માટે ભાષા સાહિત્ય અકાદમી ભાષા કોશ વ્યાકરણ એના ઉપર પરિસંવાદો બાળકોમાંથી તે એ ભાષા પ્રત્યે જાગૃતિ આવે એનાં આરોહ અવરોહ પ્રમાણે વિરામ ચિહ્નનો યોગ્ય ઉપયોગ કરે એના આરોહ અવરોહ પૂર્વક એ બોલે એના માટે બહુ સારા પ્રયત્નો થાય છે અને લોકોને જોડવા માટે એના માટે કાવ્ય જ્ઞાન બધી સ્પર્ધાઓ નિબંધ સ્પર્ધા વક્તૃત્ત્વ સ્પર્ધા દ્વારા ભાષા સાહિત્ય ઉપર ભાષા ઉપર સારું પકડ મેળવી શકાય તે એના માટે ખૂબ સારા પ્રત્યનો થાય છે એ જ રીતે એ ભાષા માટે અંતાક્ષરીની રમત છે એ જ રીતે નિબંધ સ્પર્ધા વક્તૃત્ત્વ સ્પર્ધા જોડકણાં વિરોધાર્થી શબ્દ સમાનાર્થી શબ્દ આ બધાનો યોગ્ય ઉપયોગ કરીને જો એને શુદ્ધ ઉચ્ચારણ દ્વારા કરવામાં આવે તો આ ભાષા ખરેખર ગુજરાતી ભાષા એ દુનિયાની સારામાં સારી ભાષા તરીકે સ્થાન પામેલી જ છે પણ એમાં પણ વધુ અલંકારિક રીતે એ ભાષાને આપણે ન્યાય આપી શકીએ અને એની જાળવણી અને પ્રસાર માટે વિવિધ પ્લૅટફોર્મનો આપણે ઉપયોગ કરી અને એ જ થઇ શકે છે